તમારા બાળકને જીવનમાં કેવી રીતે જીવવું આગળ આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો એવું શિક્ષણ એટલે આજના જમાનામાં મારી દૃષ્ટિએ એ શિક્ષણ પ્રણાલી આવવી ખૂબ જ જરૂરી છે તમારુંં બાળક ફક્ત અને ફક્ત ચોપડીયાં જ્ઞાનથી જ આગળ આવે છે કાલ સવારે અડધે રસ્તે જો એનું ટાયર સાઇકલ પર જતું હોય કે એનું ફાટી ગયું હવા વઈ ગઈ અંધારું થઈ ગયું ક્યાંક ટ્રાફિક જામ છે તો તમારું બાળક તમારી સુધી કેવી રીતે પહોંચે એનું શિક્ષણ શું આજકાલ આપે છે ના નથી આપતા તો મારી દૃષ્ટિએ વ્યવસાયિક શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે ચોપડીયાં જ્ઞાનથી તો એ લોકો ફક્ત માર્ક્સ લાવશે કે ફક્ત આગળ જઈને એને એનાં પેકેજીસ મળશે પણ મારી દૃષ્ટિએ જે અમલમાં મૂકી શકાય એવી શિક્ષણ પ્રણાલી જે બાળકને એનાં જીવન વિષે પણ જ્ઞાન આપી શકે એવી પ્રણાલી લાવવી ખૂબ જ જરૂરી છે એના માટે તમારે સૌથી વધુ બાળકને પ્રેક્ટિકલ વસ્તુ લાઈફમાં તમે જ્યારે મુશ્કેલીમાં આવો ત્યારે શું કરી શકો એનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે અને શૈક્ષણિક પાર્ટનરશીપ એટલે આમ જુઓ ને તો દરેક વસ્તુઓ ભેગી કરીને કે જે વિજ્ઞાન છે એ ગમ્મતમાં ક્યાં કામ આવશે ગણિત છે એ ગમ્મતમાં ક્યાં કાન આપશે ભાષા છે એ તમને બીજી કઈ કઈ જગ્યાએ મહત્ત્વની છે તો આ બધી વસ્તુને એજ્યુકેશન પાર્ટરશીપ બધા ભેગા થઈ શિક્ષકો અને એક જ બાળકને વ્યવસ્થિત જો શિક્ષણ આપે તો મારી દૃષ્ટિએ આજનું બાળક ક્યાંય પાછું પડે એવું નથી તો શિક્ષણ પ્રણાલી સુધારવા માટે મારી દૃષ્ટિએ એક જ વસ્તુ થઈ શકે કે તમે એને સૌથી વધુ પ્રેક્ટિકલ જ્ઞાન આપો જે તમારા જીવન માટે આગળ વધવા માટે જરૂરી છે